અમારા વિસ્તારમાં શાળાઓમાં કોલેજોમાં અને અન્ય જગ્યાએ સ્પોટ ડે રમત ગમત અને રાખવામાં આવે છે તેમાં અનેક બાળકો ભાગ લે છે તેમાં અનેક નવી નવી વસ્તુઓ શીખે છે તેમાં પેક્ટિસ કરીને લોકો પોતાનો પ્રદર્શન આપે છે અને આપણને સારી સારી વસ્તુઓ સારી સારી ગેમો આપણને શીખવા મળે તેઓ હંમે